હાલો હા તમે ડોક્ટર બોલો છો હા અરે મારે કાલે રાત્રે જમવાનું લીધું ને એના પછી પેટમાં બહુ દુખ્યું તો શી ખબર શે વધારે પડતું ખાવાથી થઇ ગયું કે પછી કઈ વસ્તુ ખા ખાવામાં આવી ગઈ પણ એનાં પછી મને બહુ જ પેટમાં દુખ્યું રાત્રે ઊંઘ પણ ના આવી તો શું કરું હું શું કઈ દવા લઉં અ ના ના કોઈ દવા તો નથી લીધી મેં મેં કો કોઈ પણ દવા નથી લીધી હ

એવું તો તમ તમ તમારું એડ્રેસ બોલશો તમે ક્યાં બેસશો કેટલા વાગે આવું કેટલા વાગે મળશો તમે

એવું હા તો આ શેનાં કારણે પેટમાં દુખતું હશે મને કંઈ ખાઈ લીધું હશે મેં એવું હા તો સારું હા હા તો હમણાં શું લઉં હમણાં કોઈ ટ્રીટમેન્ટ કરું હા એવું હા માપી લઈશ અને બીજું કંઈ કરું હા હા થર્મોમીટરમાં ચેક કરી લઉં તાવ કેટલો છે એમ હા સારું અને તમે કેટલા બાર વાગ્યા સુધી બેસશો હા હા સારું હા હા હા વહેલા આવીશ અને બીજું હા